સીક સાંસ્કૃતિક વ્યવહારોમાં શિક્ષણની ઊંડી અસર જોવા મળે છે જેમ કે માનસિકતા અને મૂલ્યો બદલાયા છે એટલે કે શિક્ષણની અસર વ્યક્તિના માનસિકતા બદલવામાં અને નૈતિક મૂલ્યો સમજાવામાં શિક્ષણ ફાળો આપે છે પછી ધાર્મિક રીતે જોઈએ તો અંધશ્રદ્ધા જૂની પરંપરાઓ અને જડ વિચારધારાને શિક્ષણથી જ બદલી શકાય છે આજે પણ માણસો અમૂક મ પરંપરાઓ જાળવી રાખી છે પણ હવે લોકો સમજી વિચારીને પરંપરા જાળવે છે એ વિચાર શક્તિ શિક્ષણથી જ આવે છે પછી મહિલા શિક્ષણ મહિલા શક્તિ શિક્ષણથી જ આવે છે પછી મહિલા શિક્ષણ મોટા સસક્તિકરણ પણ શિક્ષણના લીધે જ ભાર મુકાયો છે શિક્ષણના કારણે જ પરંપરાગત કલા કલાઓને ઇતિહાસ બની ગયું છે તે ફરીથી જીવંત બનાવામાં આવી રહ્યું છે લોકો માટેનો દ્રષ્ટિકોણ પણ શિક્ષણથી બદલાઈ ગયો છે